હા બોલો કોણ

ના સોરી મેમ નોટ ઇન્ટરેસ્ટેડ મેમ તમારી વાત સાચી છે પણ હવે તો કેટલાક કેસમાં વીમા પોલિસીઓ એ આખી આખી કંપનીઓ ઉઠી જાય છે તો પછી તો અમારે એનું શું કરવાનું મેમ બધાનો જ ભગવાન હોય છે એટલે એ બધું બધાની વ્યવસ્થા એક સમયે થઈ જાય છે અને આમાં તમે પણ પૈસા ડૂબાડીને જતા રહો તો કાલે પછી અમારે શું કરવાનું તમે વિશ્વાસનું કહો પણ તમે જ કાલે દગો દો તો અમે શું કરીએ સોરી મેમ ઇન્ટરેસ્ટેડ નથી તમે નવસો નવ્વાણુંની વાત કરો છો નવસો નવ્વાણું તમે લઈને જતા રહ્યા પછી અમારે ક્યાં જવાનું અમારે કોની પાસે જવાનું પછી પૈસા લેવા માટે કેટલા ધક્કા ખવડાવો છો તમે હા